હલો સર ગુડ મોર્નિંગ હ હવે મારે છેને થોડીક માહિતી જોઈતી હતી કે ડિસેમ્બરમાં આપડું એન્યુઅલ ફંક્શન આવે છે તો એમા જે ઇવેનટો છે એમાં મારે ભાગ લેવો છે તો અ મારું નામ જયશ્રી ભટ્ટ છે અ રોલ નંબર મારો અ ફોર ઝીરો ઝીરો હા તો મને બે ત્રણ ઈવેન્ટમાં મારે ભાગ લેવો છે તો તમે મને એના માટે કોઈ ગાઈડન્સ આપી શકો હા તો એ ડાન્સિંગ હા સર તમે બરાબર મને ઓળખી અને તો પણ એના માટે પણ મને તમારું ગાઈડન્સ જોશે કે હું કયા સબ્જેક્ટ ઉપર ડાન્સ કરું તો હું એ એ પ્રમાણે કરુને તો મને જલ્દી એની પ્રેકટીસ કરવી ફાવશે કારણ કે મને સુજતું નથી હું કયો સબ્જેક્ટ લોને એના ઉપર ડાન્સ કરું ઓકે સર તો હું ચોક્કસ ત્યાં જઈશ અને તેમનું ગાઈડન્સ લઈશ અને એ કહેશે એ પ્રમાણે મારી તૈયારીઓ કરીશ હવે બીજું મારે સર એ પૂછવાનું હતું કે આ તૈયારી માટે મારે છેને ઘણી બધી હું મહેનત કરીશ અને એમા તમારા અમુક ક્લાસ પણ મારે મીસ કરવા પડશે તો એ ક્લાસનું મારે પછી પછી શીખવું હોય તો એ મને તમે કરાવી શકશો શીખવાડી શકશો ઓકે સર થેન્ક યૂ ખૂબ ખૂબ આભાર અને આર્શીવાદ આપો કે તમે જે મને વિશ્વાસ મૂક્યો મારા પર એ પ્રમાણે મારુ પરફોર્મ કરું થેન્ક યૂ સર